લેખનની સર્જનાત્મક બાજુ અને તેનાં તકનીકી પાસા વિશે જો વાત કરીએ તો તેમાં અલગ અલગ ઘણા બધા મુદાઓ છે જેની વાત ખૂબ લાંબી છે પણ જો ટૂંકમાં વાત કરીએ તો સર્જનાત્મક બાજુનો અભ્યાસ કરીએ તો તેમાં આપણને જોવા મળે છે કે કાવ્યમાં અલગ અલગ રસ હોય છે કાવ્યના બે પક્ષ હોય છે ભાવ પક્ષ અને કલા પક્ષ ભાવ પક્ષની જો વાત કરીએ તો તેમાં અલગ અલગ રસો કાવ્ય શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે જેમકે વીર રસ છે કરુણ રસ છે હાસ્ય રસ છે વગેરે વિવિધ રસો હોય છે જે તેની સર્જનાત્મક બાજુ એટલે કે ભાવ પક્ષ ગણી શકાય તેમાં જો વીરરસની વાત થતી હોય તો સાંભળનારને જોમ ચઢી જાય છે અને જો કરુણરસની વાત થાય તો તે પોતે પણ રડી શકે છે આવી રીતે અલગ અલગ વાત કરવામાં આવે છે ત્યારબાદ વ્યાકરણની જો વાત કરવામાં આવે તો વ્યાકરણનું માળખું પણ કાવ્ય માટે અને કવિતા માટે પણ અલગ હોય છે જેમાં વ્યાકરણમાં છંદો છે અલંકારો છે વગેરેનો પ્રયોગ થતો હોય છે છંદ એટલે કે કાવ્યનું એક બંધારણ છે કે જેમાં બંધાઈને કાવ્ય લખી શકાય છે જોકે આ અછાંદસ રચના પણ લખી શકાય છે અછાંદસ રચનામાં એવું હોય છે તેમાં કોઈ છંદનું બંધારણ હોતું નથી છતાં પણ તે ઉત્તમ કાવ્ય થઈ શકે છે પરંતુ છાંદસ રચનામાં શબ્દોના અમુક બંધનો હોય છે અમુક અમુક અક્ષરો તમે એક પંક્તિમાં લઈ શકો ત્યારબાદ બીજી પંક્તિમાં પણ તમે અમુક અક્ષરો જ લઈ શકો એ અક્ષરો પણ અમુક પ્રકારના જ હોવા જોઈએ જેના ફરજ વ્યુત્પત્તિ જ સર્જે છે ને છંદબદ્ધ કાવ્યો રચાય છે ત્યાર બાદ જો અલંકારની વાત કરીએ તો અલંકારના બે પ્રકારો છે જેમ કે શબ્દાલંકાર છે ને અર્થાલંકાર છે શબ્દ અલંકાર એટલે કે કાવ્ય જોતાં જ શબ્દ જોતા જ તમે તેનો અલંકાર નક્કી કરી શકો કેમ આ કાવ્યમાં આ અલંકાર કયો પ્રયોજવામાં આવ્યો છે તો તેવા કાવ્યને શબ્દાલંકાર કહેવામાં આવે ત્યાર બાદ અર્થ અલંકારની વાત કરીએ તો શબ્દ જોતાં ખ્યાલ નથી આવતો કે આ અલંકાર કયા પ્રકારનો છે પરંતુ અર્થ જોઈએ ત્યારે ખ્યાલ આવે છે કે આ આજે કાવ્ય છે આજે પંક્તિ છે તે આ પ્રકારનો અલંકાર છે તેથી શબ્દ અલંકાર અને અર્થ અલંકાર એ કાવ્યના બે પ્રકાર છે અને છંદની વાત કરીએ તો છંદમાં પણ અલગ અલગ પ્રકારો હોય છે જેમકે માત્રામય છંદ છે અને અક્ષરમય છંદ છે અક્ષરમય છંદમાં અક્ષરોનો મેળ કરવામાં આવે છેને માત્રામય છંદમાં માત્રાનો મેળ કરવામાં આવે છે જો કે તે વ્યાકરણનો ખૂબ લાંબો વિષય છે તેની વાત અહીં મેં ટૂંકમાં કરી છે ત્યારબાદ આ બંને પાસા વિશે સંતુલન કેવી રીતે જાળવવું તો તેમાં જ્યારે મારી વાત કરું તો હું કાવ્ય લખું છું ત્યારે મોટે ભાગે છંદને હું એટલું બધુ મહત્ત્વ આપતો નથી કેમકે છંદમાં લખવાની મને આદત નથી અને ત્યાર બાદ અલંકારની વાત કરીએ તો ઘણા બધા અલંકાર પ્રયોજન કરું છું જેમકે રૂપક અલંકાર છે ઉપમેય અલંકાર છે ઉપમાન અલંકાર છે ઉપમા અલંકારમાં એક વ્યક્તિને બીજા ઉપમા આપવામાં આવે છે જેમકે દમયંતિનું મુખ ચંદ્ર સરખું છે તો દમયંતિને મુખને ચંદ્રની ઉપમા આપવામાં આવે છે એવી રીતે રૂપક દ્વારા અલગ અલગ વાત કરવામાં આવે છે દાખલા તરીકે મેં હમણાં લખેલી એક પંક્તિની વાત કરું તો એ પંક્તિ એવી છે કે કે અચાનક જાગેલી દેશ ભક્તિ પળમાં શમી જવાની ઢળતી સાંજ તે ક્યાં સુધી પળમાં ઢળી જવાની એટલે કે જે સાંજ છે જે સનસેટનો નજારો હોય છે તે વધારે વખત રહેતો નથી અને ઢળી જાય છે એટલે કે સનસેટનો નજારો ખૂબ જોવા લાયક હોય છે પણ તે થોડા સમય રહે છે એવી જ રીતે આપણાં દેશના દેશ ભક્તોનું પણ એવું જ છે કે પંદરમી ઓગષ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ જ અમુક લોકોની દેશભક્તિ એક સામટી જાગી જાય છે અને તિરંગા લઈને ઠેર ઠેર પ્રદર્શનો થાય છે પણ બીજે જ દિવસે દેશ માટે જ આપણે શું કરવું જોઈએ તેનું કશું જ ભાન તેમને રહેતું નથી ત્યારબાદ સર્જનાત્મક લેખનના કોર્ષની જો હું વાત કરું તો સામાન્ય રીતે મેં આવો કોઈ કોર્ષ કરેલો નથી ને અત્યાર સુધીમાં વીસ વર્ષ સુધીમાં મેં આવા કોઈ કોર્ષનું નામ પણ સાંભળેલું નથી હા જો કે વ્યાકરણમાં અલગ અલગ બૂકો હોય છે તેનો અભ્યાસ કરીને તમે તમારા લેખન કાર્યને વધારે સારું બનાવી શકો જેમકે છંદ વિશે અલગ અલગ ઘણાં બધા પુસ્તકો લખાયા છે અલંકાર વિશે પુસ્તકો લખાયા છે આવી રીતે કાવ્ય શાસ્ત્ર જેવો એક સંસ્કૃત ગ્રંથ પણ છે તેનો તમે અભ્યાસ કરી શકો પરંતુ જો આવા કોઈ કોર્ષ મેં કર્યો નથી પરંતુ જો આના બાબતમાં હું જો ક્યાંથી શીખું છું તેની વાત કરું તો ઘણાં બધા સર્જકો વિદ્વાનો છે કે તેમણે ઘણું બધુ લખ્યું છે ઘણું બધુ સંશોધન કરેલું છે સર્ચ કરેલું છે રિચર્સ કરેલું છે તો આ જેમણે અવું બધુ રિચર્સ કરેલું છે સંશોધનો કરેલા છે તેમની વિશે વાત કરીએ તો આવા સંશોધનોમાં ઘણા બધા લેખો છે ત્યારબાદ ઘણા બધા વ્યાખ્યાનો ઓનલાઈન યુટ્યુબ ઉપર ત્યારબાદ લેખિત સ્વરૂપમાં ગૂગલ પણ ઉપલબ્ધ છે જેનો મેં જેને મેં વાંચેલા છે અને સમજેલા છે ત્યાર બાદ હું ગુજરાતી ભાષા સાહિત્યનો વિધાર્થી છું તો મેં તેનો અભ્યાસ વર્ગ ખંડમાં પણ છેલ્લાં ત્રણ વર્ષથી કરી રહ્યો છું ને અત્યારે પણ કરું છું તો આવી રીતે સર્જનાત્મક લેખનનો મેં કોઈ કોર્ષ કરેલો નથી પરંતુ તેના વિશે મને ઘણો બધો અનુભવ છે કે જે મેં વાંચેલું છે સાંભળેલું છે શીખેલું છે તેના પરથી હું મારું કાવ્ય સર્જન જો કે વધારે હું કાવ્ય લખું છું તેના પરથી કાવ્ય સર્જન કરું છું અને વાર્તા સર્જન અને અલગ અલગ બીજે બીજા સ્વરૂપોમાં પણ સર્જન કરવાનું અને વિચાર છે તો આગળ ભવિષ્યમાં એ હું જરૂર કરીશ